કરિયાણું લેવા આવી છું હું ના ના અમે ગામડે ગયાં હતાં ને એટલે મારે બહુ બધું લેવાનું છે પાંચ કિલો ખાંડ બે બે કિલો તુવેર પાંચ પૅકેટ મૅગી મીડિયમ સાઈઝ ના ચારવાળી મસાલા મૅગી જોઈએ ચાર નહીં પાંચ પૅકેટ બે પૅકેટ પાસ્તા

મેક્રોની ના પૅકેટમાં હા પચાસવાળી આપી દો બે વાઘબકરી ચા બે કિલો નહીં બે કિલોનું પૅકેટ આપો તો એવી રીતે આપી દો ના કોઈ બી ચાલશે ના અલગ અલગ આપો

નૂડલ્સના ચાર પૅકેટ હક્કા નૂડલ્સ

ચાર પૅકેટ હા મસાલો બી નહીં એ ચાર પૅકેટ એ બી ના સોસ તો છે હજુ બીજું બધું બહુ બધું લેવાનું બે કિલો ચોખા

સારી વેરાયટી સારી ક્વોલિટી હોય એવા બતાવો હા પુલાવ પુલાવ બનાવવો

હા ના બીજું આ બધી આટલું બધું વસ્તું લીધું તો એમાં મને કોઈ ડીસ્કાઉન્ટ મળશે એક પૅકેટ હિંગ પણ કરી દેજો હા તો ડબ્બી આપી દો સો ગ્રામ